બદલાતું હવામાન તો અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે જેથી આપણે જોઈ શકીએ છીએ કે બહુ જ ખરાબ ગરમી પડી રહી છે હવે વરસાદની આશા સૌને હશે અને ખરાબ વાતાવરણને કારણે સૌને નુકસાન થઈ રહ્યું હશે જેમાં ખેડૂતોને વધારે નુકસાન થઈ રહ્યું છે કારણ કે વરસાદ પડે નહીં તો ખેતી થાય નહીં જેના લીધે એ લોકો બહુ જ પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતો વિમો પણ લે છે જો તે લોકો વીમો ન લે તો એમને સૌથી વધારે નુકસાન થઈ શકે છે વીમો લે તો કોઈપણ નુકસાન થાય તો આપણી ગવર્મેન્ટ છે જે તમને સહાય આપે છે કોઈ નુકસાન પહોંચતું નથી અને ખેડૂતો આરામથી તેનો સામનો કરી શકે છે તો આ હું સૌ ખેડૂતોને કહેવા માગું છું કે તમે પણ આનો લાભ લેશો જેથી તમને થતું નુકસાન અટકાવી શકાય અને એક સારી એવી ખેતી કરીને તમારું નુકસાન વગર પણ આનંદથી આપ તથા આપના પરિવાર સાથે આરામથી રહી શકો બસ એ જ પ્રાર્થના